રસોડામાં રસોઈ કરતાં જો રસોઈ જેટલી ને જેટલી કોઈ વસ્તુની જરૂર પડે તો એ છે રસોઈને લગતાં ઉપકરણો એ ઉપકરણો જેમ કે પ્રેશર કુકર છે સ્લો કુકર છે એ બધાનો ઉપયોગની જરૂર છે મારા મતે તેમાં જો સૌથી વધારે જો આજના જમાનામાં કોઇની જરૂર પડે તે એ છે બ્લેન્ડર બ્લેન્ડર અને બીજી વસ્તુ એક આવે છે ક્ટર કેમ કે મુખ્યત્ત્વે કોઈપણ સ્ત્રીનું રસોડામાં જો સમય જતો હોય ને તો એ રાંધવા કરતાં કે વઘાર કરતાં પણ વધારે જતો હોય તો એ શાકનું ને બીજી બધી એની આજુબાજુની વસ્તુઓને મતલબ કાપવાનું અને સુધારવાનું ને સ્મારવાનું ને એ બધામાં જવું પડે તેથી જો એક કોઈ એક ચોપર આવે તે એ એ સ્ત્રી પાત્રને કે જે પણ રાંધે છે રસોડામાં એને ખૂબ ઉપયોગી થઇ શકે છે જેમકે એક ઇલેક્ટ્રિક ચોપર આવે છે એક હેન્ડ ચોપર આવે છે જે હેન્ડ ચોપર છે તેનાથી આપણે હાથથી ઘસવું પડે પણ સામાન્ય રીતના આપણે જોઈએ કે એક એક ડુંગળી કે એક એક ટમેટાં કે એક એક બટેટાને જે આપણે હાથેથી કાપવું પડે એના કરતાં તેમાં વધારે જલદી થાય થાય છે અને એનાથી પણ આગળનું અત્યારે તકનિકી દુનિયા વધી ગઈ છે તો એ છે કે ઇલેક્ટ્રિસિટીસ પાંચ સેકન્ડની અંદર બધું જેટલું આપણે નાખ્યું હોય કેપ્સિકમ ગાજર ડુંગળી બટેટા ટમેટાં કઇં પણ ધાણા ફૂદીનો એ દરેક વસ્તુને એ એ એ કાપીને કાપીને ફટાફટ કામ પતાવી નાખે છે એનાથી મોટું મારા મત પ્રમાણે કોઈ નથી અને એ ટિપ્સ બહુ સારી છે એવી રીતના જ બીજું છે બ્લેન્ડર બ્લેન્ડરને તમે ઊંધુ કરી દો અને કોઈ વખત એવું બની શકે કે મિક્સર કે ચોપર અવેલેબલ નથી તમારી પાસે તો એમાં પ્લાસ્ટિક એમાં તમે તમારા ડુંગળી ડુંગળી આદું લસણ મરચાં એ બધું નાખીને તમે એની ઉપર પ્લાસ્ટિક નાખીને તમે એને જો ચાલું કરો તો એ કામ ચલાઉ પૂરતું મિક્સર આપનું બની શકે છે એ એક એનો બીજો પણ ઉપયોગ છે